કેમ છો મજામાં એકદમ મજામાં હમ બસ જુવો આ ચારધામ યાત્રામાં નહીં જોયા એ બધું આપણે કોઈ ગયું નથી ને બધાં મજામાં છે ને કોઈ ગયું હોય તો લાવ પૂછીએ એમ

કેવું વાતાવરણ બદલાઈ ગયું છે ગમે ત્યારે વરસાદ આવી જાય છે એટલી ગરમી થાય છે અત્યારે વરસાદ નથી આપણા સુરતમાં તો અને ગરમી જ કેટલી લાગે છે

હાં એ જ એજ સાંભળીને બહુ દુ ખ થાય ના આપણે ગુજરાતી લોકો બધે ફરવામાં આગળ એક નંબર ગુજરાતીઓને તો ચારધામ જાત્રા કરવાની હોય કે પછી કુંભ મેળો કરવાનો હોય જે બી કરવાનું તે પેલ્લા ઝાડ વાવીશું આટલી નહીં આવે થોડી બધું ચેન્જ નહીં થાય જેને લીધે આપણે આ એસી ચાલુ રાખવા પડે છે ઠંડી માટેને એ બધું નહીં થાય તો જો આપણે કદાચ ઝાડ વાવીશું અને થોડોક એક ઉપયોગ વાહનો થોડાક આપણે જે બધાંના ઘરમાં બે બે ત્રણ ત્રણ વાહનો છે બધાં જ એ વાહનો લઈને નિકળી જઈએ એટલે જે કાર્બન પેદા થાય છે આ બધું તે થઈ જશે તો એ આપણે પર્યાવારણને હતું હાં

તપાસ કરવી પડેને પછી આપણી જે વસ્તુ હોય એ

સારું મળીએ વહેલાં સારું આપણે લખી નાખીએ વહેલી તકે ક્યારેક મળીએ ભેગા થઈને મારી મારા સાથ સહકારથી આપણે લખતાં રહીશું અને મળતાં રહીશું